મને શાળાનાં બાળકો સાથે સમય વિતાવવો ગમે છે શાળાનાં બાળકો નવું નવું જ્ઞાન પ્રાપ્ત કરે તે માટે હું રોજ તેમને નવી નવી જાણકારી આપું છું બાળકો નૂતન પ્રવાહોથી વાકેફ થાય તે માટે પ્રાર્થના સભામાં પણ નવી નવી વાતો અને જે નવું આજકાલના યુગમાં બની રહ્યું છે તેના વિશે જાણકારી આપું છું બાળકો કોમ્પ્યુટરથી જાણકાર બને તે માટે કોમ્પ્યુટરમાં પણ તેઓને જરૂરી જ્ઞાન આપવામાં આવે છે હાલ બાળકો પણ અનેક બાહ્ય પરીક્ષાઓ આપે તે માટે તેમને તૈયારી કરાવવામાં આવે છે